એકત્રીસ અગિયાર ઓગણીસો વીસ અગિયાર અગિયાર ઓગણીસો પચાસ ચાર બાર ઓગણીસો નેવ્યાસી પચીસ નવ ઓગણીસો ઈઠ્યાસી ચાર ચાર ઓગણીસો ચુંમાળીસ